હું મારી લાઈફમાં એક ઉદાહરણ કહેવાય કે એક્ઝામ્પલ કહી શકાય એ રીતે એક ઉદાહરણ આપી શકું છું મારી એજ સાડા અઢાર વર્ષ ઓગણીસ વર્ષ આસપાસ બેંગલોર મેં આર્મી એપ્લાય આર્મી માટે એપ્લાય કરેલું જેની એક્ઝામ મારે આવેલી જેના કારણે ફર્સ્ટ ટાઈમ મતલબ કે કહી શકાય કે ગુજરાતની બહાર ટ્રાવેલિંગ જે ટ્રેન દ્વારા જઈ રહ્યો હતો ત્યારે બહારનું ગુજરાત બહારના અધર સ્ટેટનું વાતાવરણ અને બહારની લેંગ્વેજ ભાષા બોલીઓ ખોરાક જે મારા માટે બધું નવું જ હતું ત્યારે બે દિવસ અને બે રાત્રિ ટ્રેનમાં મુસાફરી કર્યા પછી ખાસ હું બેંગલોર જકસન સ્ટેશને પહોંચેલો ત્યાર ત્યાં સ્ટેશનની બહાર નીકળતાં જ એડ્રેસ ઉપર પહોંચવા માટે કે ધર્મશાળા કે હોટલ જે મેં કોઈ પોલીસ જવાન આરિફ આરપીએફ જવાનને એડ્રેસ પૂછતાં એને ખુદને હિન્દી મતલબ હિન્દી પ્રોપર બોલતા નહોતું આવડતું જેનું મતલબ કહેવાય કે સાઉથ જે કહે છે કે હિન્દી બહુ ઓછું જાણે છે હિન્દી લેંગ્વેજ જે મને બહુ એડ્રેસ મેળવવામાં મુશ્કેલી થયેલી જે ત્યાંનાં લોકોની ભાષા લોકલ ભાષા પ્લસ ઇંગ્લિસ વધારે ઇંગ્લિશને લોકો મહત્ત્વ ઇંગ્લિસ લેન્ગ્વેજને મહત્ત્વ આપે છે એ રીતે પહોંચતાં મારું જોઈએ તો હિન્દી જ પ્રોપર ગુજરાતી લેંગ્વેજ પ્રોપર હતી પણ ઇંગ્લિસ બટ મારા માટે બહુ અઘરો પ્રશ્ન હતો જે એડ્રેસ ઉપર પહોંચતા મને કમ સે કમ દોઢથી બે કલાકનો સમય લાગેલો ધર્મશાળા પર ત્યાંની લેંગ્વેજ ધર્મશાળા જોઈએ તો એક ગુજરાતી સમાજ હતો ત્યાં બધા ગુજરાતીઓ હતા બેંગલોરની અંદર અને એ પછી આગળ જોયું તો ત્યાંનું વાતાવરણ અને ત્યાંનો ખોરાક એટલે એ તો વધારે પડતું સી ફૂડ પ્લસ નોનવેજ એ સાઉથ કલ્ચરમાં વધારે ચાલે છે અને હિન્દી કલ્ચર અનકલ્ચર લોકો તરીકે ઓળખે છે એ લોકો કે જેમાં કોઈ શિસ્ત નથી એ લોકો હિન્દી માનતા જ નથી પ્લસ ત્યાંથી જોઈએ તો વાતાવરણ અને ટ્રાવેલિંગના જે અનુભવો કહીએ તો મારા માટે સાવ નવા હતા જેને મેં બહુ મતલબ કે એક શું કહેવાય કે ગોલ તરીકે મારી સામે એક મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો હતો જે એજ નાની અને ફર્સ્ટ ટાઈમ બહાર આઉટ સ્ટેટ ઈન્ડિયામાં બહાર બીજાં રાજ્યમાં શરૂ કરવું ટ્રાવેલિંગ કરવી તેમાં કોઈ ટ્રેનની માહિતી ન હતી બહર કોઈ બસની માહિતી ન હતી ત્યાંનાં વાતાવરણમાં કોઈ લોકો કોઈ જ પ્રોપર હિન્દી બોલી ન શકતા હતા પ્લસ મારે ધર્મશાળાએથી બીજે દિવસે એક્ઝામ સેન્ટર પહોંચવામાં મારે ત્રણ કલાક વહેલું નીકળવું પડેલું જે બસના સાઇન બોર્ડ હતાં એ પણ એની ભાષામાં એની લેંગ્વેજ કન્નડ કે તમિલ કે અધર સાઉથ ભાષામાં હોવાથી મને વાતાવરણ અને અધર સ્ટેટનો બહુ સારો એવો અનુભવ થયેલો